અમે સુરતમાં છે ને તે કૃષિ વિજ્ઞાનની શાળા છે જે લોકો નાની નાની બાગાયતોની વર્કશોપ કાર્યશાળાઓ રાખતા હોય છે જેમાં કોઈપણ આ એન સભ્ય બની શકે છે અને શીખી શકે છે જેમાં તમને કોઈપણ હાઉસ વાઈફ પણ હોય કે પછી શિક્ષકો અને વિદ્યાર્થીઓ હોય કે જેને પણ બાગાયત માટે કે નાના નાના ઘર ઘર ઉપર જ ઘરમાં રહીને પણ કંઈક ઉગાડવું છે કે એવો રસ છે તે લોકો અહીંયા શીખે છે જેમાં અમને કેવી રીતનું જમીન કેવી રીતે તૈયાર કરવી અથવા તો કુંડાની અંદર તમને જો કોઈ છોડ વાવવો છે તો એના માટે કેવું ખાતર કેવી માટી અને મલચનને બધું શું યુસ કરવાનું કેવી રીતે થાય કોકોપીટ વગેરેનો ઉપયોગ કરવાનો શીખવે પછી તમને કેવું હેલ્દી બિયારણ લેવું અથવા તો કેવી રીતે તૈયાર કરવું અને એક છોડને નાનાં કૂંપણથી શૂરું શરૂ કરી અને ધીમે ધીમે જેમ જેમ વધતો જાય છે તેમાં તમને કઈ પ્રકારના પડકારો આવે છે ઘણી વાર કોઈ ઉપદ્રવ લાગે છે કોઈવાર કોઈ કિટકોનો એની પર હુમલો થાય છે આ બધી વસ્તુમાં રાસાયણિક પ્રયોગોને બદલે તે લોકો આપણને ગૌમૂત્ર પછી ઘણા ઓર્ગેનિક અથવા તો પ્રાકૃતિક ઉપાયો બતાવે છે અને સામાન્ય લીમડાના લીંબોળીનો રસ એનો ઉપયોગ કરીને પણ તમે છંટકાવ કરો કે જે સારામાં સારો પાક માટે ઉપયોગી છે આવી ઘણી બધી માહિતીઓ આ બાગાયત કાર્યશાળામાં મળી શકે છે જે ખરેખર ઘરે ઘરે પહોંચાડવા જેવી છે અને લોકોએ આમાં રસ લઈને વધુને વધુ પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ એવું મારું મંતવ્ય છે